હા ગુડ ઈવનિંગ મેમ હા તો જે આપણે જે ગુજરાતી સબ્જેક્ટ જે હું લઉં છું ને જે ક્લાસિસ જે ક્લાસમાં તો બસ એમાં આપણે વિચારીએ છીએ કે અલગ અલગ એક્ટિવિટી દ્વારા આપણે એમનો ઉત્સાહ વધારીએ કેમ કે જે આ ગુજરાતી જે ભાષા છે થોડી આમ એટલું બધું લોકો યુઝ નથી કરી રહ્યા જેના કારણે છોકરાઓને ગુજરાતી બોલવામાં અને વાંચવામાં ને બધી થોડીક થોડીક તકલીફ પડે છે તો એના માટે મને વિચાર છે કે આપણે કોઈક ડ્રામા દ્વારા સમજાવીએ અને જે એના ક્લાસિસોમાં જે એના જે લેસન્સ છે ટોટલ એટીન ચેપ્ટર્સ જ છે તો એટીન ચેપ્ટર્સમાં આપણે એની જે સિક્સ મન્થ માટે જે એક્જામ આવે ને એ પ્રમાણે એનું આપણે કરીએ

હા હા એટલે ટોટલ છે ને મારા એ જે ટોટલ સિક્સ લેક્ચર્સ છે મારા એટલે સિક્સ લેક્ચર્સને બદલે આપણે હમણાં એનું એક્ઝામને એવું જો નજીક આવ આવે છે મેડમ તો આપણે સિક્સ લેક્ચર્સની બદલે આપણે એઈટ લેક્ચર્સ કરી શકીએ અને જેથી કરીને મારા કિડ્સને હોમવર્ક વધારે નો આપવું પડે ને હોમવર્ક આપણે અહીંયાં થઈ શકે એના સેશન્સમાં જ કેમ કે પછી નવરાત્રિને બધું આવશે ના ના બસ બરાબર છે છોકરાને છે ને આમ ઘરે બોલે છે વ્યવસ્થિત પણ એ લોકોને છે ને રીડિંગમાં પ્રોબ્લેમ પડે છે એટલે રીડિંગ માટે એને આપણે અલગ અલગ ટાસ્ક કરાવી શકીએ કે અમુક ડ્રોઇંગ કોમ્પિટિશન રાખી શકીએ અને એ લોકોની જે આપણે કહીએ કે સ્પીચ આપણે વક્તૃત્વ સ્પર્ધા પણ રાખી શકીએ એવું આપણે પ્લાન આઉટ કરી શકીએ નેક્સ્ટ જે કંઈ પણ આવશે તો દશેરાનું ફંક્શન હશે તો દશેરામાં આપણે એ બધી વસ્તુને પ્લાન આઉટ કરી શકીએ ને પછી એમને ડાયરેક્ટ એક્જામ હશે એટલે થઈ જશે હા મેમ છતાં પણ બીજું કાઈ હોય તો મને કહેજો તો આપણે એનું ઈમ્પ્લીમેન્ટ કરીશું ઓકે ઓકે થેંક્યું હેવ અ ગુડ ડે હા હેવ અ ગુડ ડે બાય